અમારી સંસ્કૃતિમાં મહિલાઓને માનસિક સ્ત્રાવ આવે ત્યારે અલગ તેને અલગ રીતે વ્યવહાર કરવામાં આવે છે આ પરંપરા પહેલાંના સમયથી ચાલતી આવી છે કે જ્યારે પણ સ્ત્રીને માનસિક સ્ત્રાવ આવે ત્યારે તેની સાથે અલગ વ્યવહાર કરવામાં આવે છે તેને બધાંથી અલગ રાખવામાં આવે છે તેને અલગ ખોરાક આપવામાં આવે છે તેના તેને જરૂર પડતી બધી વસ્તુઓ તેને અલગ આપવામાં આવે છે તેને અલગ ખોરાક આપવામાં આવે છે અલગ રહેવા માટે આપવામાં આવે છે અને તેનાથી લોકો દૂર રહેવાનું પસંદ કરે છે તે તે લો બધાં લોકો તેની સાથે વાતચીત પણ કરતા નથી અને તેને અલગ રાખવામાં આવે છે આ પરંપરા પહેલાના સમયથી જ ચાલતી આવી રહી છે જ્યારે કોઈપણ સ્ત્રી માનસિક સ્ત્રાવ ની શરૂઆત હોય છે ત્યારે તેને સમ સમજ પડતી નથી તેને યોગ્ય જ્ઞાન હોતું નથી અને તે અને આને આ વસ્તુને આ વસ્તુને અલગ રીતે લઈ લે છે અને તેને તેને ચોક્કસ સમજ હોતી નથી એટલે અત્યાર અત્યારના સમયમાં તેને તેને પુરતી પુરતી સમજ આપવામાં આવે છે કે માનસિક સ્ત્રાવ આવે ત્યારે તેને કઈ રીતે તે સામનો કરવો જોઈએ અને કોઈપણ બ બધી સ્ત્રીઓનો માનસિક સ્ત્રાવ આવવાનો કોઈ ચોક્કસ સમયગાળો હોતો નથી તે પોતાના હારમોન્સ પર આધાર રાખે છે કોઈને પંદર વર્ષમાં માનસિક સ્ત્રાવ આવે છે તો કોઈને પન સોળ વરસમાં આવે છે કે કોઈને અઢાર વરસમાં આવે છે કે કોઈને વીસ વરસ પછી પણ માનસિક સ્ત્રાવ આવે છે અને કેટલીક છોકરીઓને તો માનસિક માનસિક સ્ત્રાવ આવતો હોય તો તેને પીડા સહન કરી શકતી નથી અને તે આપઘાત પણ કરી કરે છે તેને યોગ્ય સમજ આપવી જોઈએ કે આવ અને જ્યારે પણ છોકરીઓને માનસિક સ્ત્રાવ આવ્યો હોય તો તેને અસહ્ય દુઃખ અસહ્ય પીડાનો સામનો કરવો પડે છે ત્યારે છોકરીઓને ચીડચીડા પણ થાય છે તેને ત્યારે ગળ્યું વસ્તુ ખાવાની ઈચ્છા થાય છે જેમ કે મીઠું વસ્તુ ચોકલેટ ચોકલેટ કેક જેવી વસ્તુઓ ખાવાની ઈચ્છા થાય છે પણ લોકો આ વસ્તુને સમજતા નથી અને તેને નકારાત્મક નકારાત્મક રીતે લે છે અને સ્ત્રી પણ સ્ત્રીની પીડા કોઈ સમજતી નથી કેટલીક કેટલીક વાર તો સ્ત્રી સ્ત્રી પણ આ સ્ત્રીની પીડાને સમજી શકતી નથી એટલે આપણે છોકરી જ્યારે પણ માનસિક સ્ત્રાવમાં હોય ત્યારે તેની પીડાને સમજવી જોઈએ અને તેને યોગ્ય ખોરાક આપવો જોઈએ અને તેને તેને નકારાત્મક રીતે લેવું ન જોઈએ અને તેને તેને સહારો આપવો જોઈએ અમારા ભારતમાં હિમા હિમાચલ પહાડી પર કામાખ્ય મંદિર આવેલું છે તે સૌથી જૂનું શત શક્તિપીઠ છે આ એક હિન્દુ મંદિર છે દેવી કામાખ્ય માતાને સમર્પિત છે આસામ રાજ્યમાં સ્થિત આ મંદિર ગુહાહાડી રેલવે સ્ટેશનથી દસ મિનિટ દૂર આવેલું છે એ કામાખ્ય ત્યાં કામાખ્ય માતાની મૂર્તિ આવેલી છે અને તે મહિનામાં દ દ દસ દિવસ માનસિક ત્યાંથી માનસિક સ્ત્રાવ વહે છે અને તે માનસિક સ્ત્રાવ નદીમાં વહેતો હોવાથી ત્યાં નદીનું પાણી પણ લાલ હોય છે અને આ આ બહુ જૂનું આ ઘણું જૂનું મંદિર છે આ વસ્તુને જોઈ લોકો માનસિક સ્ત્રાવને નકારાત્મક રીતે ન લેય એ માટે આ મંદિર આવેલું છે અને એ સૌથી જૂનું મંદિર છે